કોઈ નવેસરથી જો યોગ અભ્યાસ શરુ કરતો હોય તો આને એટલી જ સલાહ આપીશ કે સૌથી પહેલાં તો શ્વાસ ઉચ્છવાસ ઉપર પકડ રાખવી ધીમે ધીમે શ્વાસ લેવો ધીમે ધીમે છોડવો અને પોતાની દૃષ્ટિ બંધ કરી અને યોગમુદ્રામાં બેસી અને શ્વાસ ઉચ્છવાસની પ્રકિયા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પોતાનું સમગ્ર ધ્યાન પોતાના શ્વાસ ઉપર જ હોવું જોઈએ શ્વાસ છોડવાનો લેવાનો એ પછી બીજી સલાહ એ આપું કે અનુલોમ વિલોમ એક નાકેથી શ્વાસ લેવાનો બીજા નાકેથી ધીરે ધીરે શ્વાસ છોડવાનો વળી પાછો શ્વાસ રોકવાનો વળી પાછો જે નાકેથી લીધો છે એ નાકેથી છોડવાનો અને છોડ્યો છે એ નાકેથી લેવાનો અને એ રીતે ધીરે ધીરે યોગનો જો પુનરાવર્તન કરવામાં આવે તો એની ચેતનાઓ જાગૃત થાય છે અને યોગ અસરકારક રીતે કરી શકે છે યોગ કરવાથી એને આધ્યાત્મિક શાંતિ મળે શૈક્ષણિક બાબતની અંદર અભ્યાસ કરવો હોય તો એની યાદશક્તિ વધે અને યોગની અંદર એને ધીરે ધીરે જોડવાથી એનો જીવન પણ તંદુરસ્ત સુખમય અને આનંદમય બને છે આ જ સલાહ હું લોકોને આપીશ